જ્યારે વાત આધ્યાત્મની હોય એટલે આપણાં મગજમાં પહેલાં સાધુ સંતો આવે છે અને હું જુનાગઢમાં રહું છું તો સાધુ સંતો એટલે કે એનું ઘર એટલે કે ગિરનાર ગિરનારમાં આપણને અનેક સાધુ સંતો જોવાં મળે છે હવે આધ્યાત્મિક માર્ગદર્શન શું કામ ને લોકો મેળવતાં હોય છે સામાન્ય રીતે પોતાની આંતરિક શાંતિ માટે મેળવતાં હોય છે જીવનનાં અર્થનું સમજ માટે મેળવતાં હોય છે વ્યક્તિગત વિકાસ માટે મેળવતાં હોય છે સમાજ સેવા માટે મેળવતાં હોય છે પરંપરા અને સંસ્કૃતિ માટે મેળવતાં હોય છે આવાં ઘણાં કારણોસર લોકો આધ્યાત્મિક માર્ગદર્શન મેળવતાં હોય છે હવે હું મારા પ્રદેશની વાત કરું તો જૂનાગઢનાં પ્રદેશનાં લોકો આધ્યાત્મિક માર્ગદર્શન અને મદદ શોધવાં માટે વિવિધ માર્ગો અપનાવે છે હવે આ પ્રદેશમાં આધ્યાત્મિકતાનું ઊંડું મૂળ હોવાથી લોકો વિવિધ સંપ્રદાયો ને પરંપરાઓ સાથે જોડાયેલાં છે અહિયાં બધી જ કમ્યુનિટીનાં લોકો એક સાથે વસે છે હવે જુનાગઢમાં આધ્યાત્મિક માર્ગદર્શન શોધવાં માટે ઘણી રીતો છે જેમ કે પહેલાં તો ધાર્મિક સ્થળોની મુલાકાત હવે જુનાગઢમાં જ હોય અને ગિરનારનું નામ ન આવે એવું બને જુનાગઢમાં ગિરનારનાં અઢળક મંદિરોમાં તમને આધ્યાત્મિક સ્થળોની મુલાકાત તમે લઈ શકો છો ને તમે તેમનો અનુભવ કરી શકો છો લોકો અહીં પ્રાર્થના કરવાં ધ્યાન કરવાં ને પૂજારી પાસે આધ્યાત્મિક માર્ગદર્શન મેળવવાં આવે છે આજ રીતનાં ઘણી મસ્જિદો છે જે મુસ્લિમ કોમ્યુનિટી માટે આધ્યાત્મિકતાનું સ્થળ બની રહે છે બીજા નંબરમાં જોઈએ તો સંતો અને સાધુઓ જુનાગઢમાં સંતો અને સાધુઓ વસવાટ કરે છે ગિરનારમાં સંતો સાધુઓ વસવાટ કરે છે લોકો એમની પાસે આશીર્વાદ અને માર્ગદર્શન મેળવવાં જાય છે આશ્રમો અને ગુરુકુળો અનેક આશ્રમો ને ગુરુકુળો છે જુનાગઢમાં અનેક આશ્રમો અને ગુરુકુળ છે જ્યાં લોકો આધ્યાત્મિક શિક્ષણ મેળવી શકે છે અહીં યોગ ધ્યાન વેદાંત અને અન્ય આધ્યાત્મિક પ્રવૃત્તિઓ શીખવાં આવે છે આધ્યાત્મિક સમૂહ અને સંસ્થાઓ પણ અનેક છે જેમાં લોકો આ સમૂહમાં જોડાઈને સમાન વિચારધારા ધરાવતાં લોકો સાથે સંપર્કમાં આવી શકે છે અને સાથે મળીને આધ્યાત્મિકતા પ્રવૃત્તિ કરી શકે છે ઘણાં પુસ્તકો હોય છે ઓનલાઈન સંસાધનો હોય છે જેનાંથી દરેક કમ્યુનિટીનાં લોકો આધ્યાત્મિક શક્તિ અને આધ્યાત્મિક માર્ગદર્શન મેળવી શકે છે આધુનિક યુગમાં ઘણા લોકો આધ્યાત્મિક પુસ્તકો વાંચીને અને ઓનલાઈન સંસાધનોનો ઉપયોગ કરીન જેમ કે યુટ્યુબ છે એમાંથી પોતાનું આધ્યાત્મિક જ્ઞાન મેળવી શકે છે આયુર્વેદિક અને નેચરોપેથી આ અત્યારે એક ઘણો ચર્ચાસ્પદ વિષય છે આ પદ્ધતિઓ પણ લોકપ્રિય છે લોકો આ પદ્ધતિઓ દ્વારા શારીરિક અને માનસિક સ્વાસ્થ્ય સુધારવાં સાથે આધ્યાત્મિક સંતુલન પણ પ્રાપ્ત કરે છે હવે જુનાગઢનાં લોકો માટે આધ્યાત્મિકતા જીવનનો એક અભિન્ન ભાગ છે તેઓ વેદ માધ્યમો દ્વારા આધ્યાત્મિક માર્ગદર્શન શોધે છે અને એમનાં જીવન વધું ને વધું સારું બનાવવામાં આધ્યાત્મિક જ્ઞાનનો ઉપયોગ કરે છે અને આ ફક્ત હિન્દુ કોમ્યુનિટી કે એને કોઈ રેલેટેડ નહીં બધાં જ કમ્યુનિટીનાં લોકો અહીં વસવાટ કરે છે અને બધાનાં પોતપોતાનાં અલગ અલગ આધ્યાત્મિક તા મેળવવાનાં સ્થાન હોય છે જેમ કે મુસ્લિમ લોકો મસ્જિદે જાય છે ક્રિશ્ચિયન લોકો હોય તો એમને ચર્ચનો ઉપયોગ કરે છે પણ બધાં લોકો પોતપોતાની રીતે આધ્યાત્મિક માર્ગદર્શન મેળવવાં માટે સક્રિય હોય છે અને હંમેશા રહેતાં આવ્યાં છે